કેમ છો હા એક્ચ્યુલી મને છે ને તાવ ને બધું થયું છે હા એટલે ફીવર છે છેલ્લા બે દિવસથી છે ના એવું તો કાંઇ નથી હા શરદી છે શરદી ખાંસી ના વરસાદમાં તો નથી પલળી હા હા હમણાં બે દિવસ એવું જ થયું મોટા ભાગે છે ને

સારું હં ઓકે હા હા એટલે તમે કંઈ દવા સજેસ્ટ કરી શકો મને ઓકે હા ઓકે બીજું કાંઈ બીજા કોઈ પ્રીકોસન્સ ઓકે

ઓકે સારું